પાણી છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે પૃથ્વીની એટલે ઉત્પતિથી લઈને અને કદાચ અંત સુધી પાણીની જરૂરિયાત હંમેશા રહેશે અને અત્યારના સમયમાં પાણી છે એ શુદ્ધ પાણી પીવાનું પેલું ચલણ છે કે ભાઈ ફિલ્ટરવાળું પાણી કરીને પીવાનું તો દરેકના ઘરમાં ફિલ્ટર હોય છે અને ફિલ્ટરમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે કોઈ માં મિનરલ્સ એક દમ જ ફિલ્ટર થઈ જાય છે જેમાં મિનરલ્સ પણ જતા રહે છે અને એના લીધે ઘણાને અમૂલ તકલીફો થતી હોય છે કે મિનરલ્સ જતા રહેવાના કારણે પગના દુખાવા થતાં હોય છે શરીરમાંથી અમુક વિટામિન્સ ઘટી જાય છે તો અત્યારે ડૉક્ટર સલાહ આપે છે કે ફિલ્ટરનું પાણી ઓછું કરી નાખો તો ઘણા લોકો મિક્સ પાણી પણ કરે છે પછી ફિલ્ટરમાં અલગ અલગ ફિલ્ટર આવે છે જેમાં મિનરલ્સ ના જતા રહે એવી રીતના ફિલ્ટર્સ આવે છે પછી તાંબાના ફિલ્ટર્સ આવે છે કે કોપર આવે છે તેમાં અને એટલે એના કારણે તેમાં પાણીની જે મિનરલ્સ છે એ જળવાઈ રહે છે તો એવા પણ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકાય છે આ આ આજના જમાનાની વાત છે અને પહેલાંના જમાનામાં જ્યારે ફિલ્ટર નહોતાં ત્યારે લોકો પાણીને પહેલાં સંગ્રહી રાખતા ત્યારે એટલા બધા સ્ટોરેજ પણ નહોતા કે ડેલી પાણી આવતું દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હતું અને જળાશયોને એ બધાને વર્ષ વર્ષો માટે બનાવામાં આવતા તો એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો તો એમાંથી પાણી લઈ અને ઘરે લઈ જવામાં આવતું હતું તો ઘરે લઈ જઈને એની એને શુદ્ધ કરવું પડતું હતું તો એને પહેલે ઘણા લોકો ખૂબ જ ઉકાળીને પછી તેનો ઉપયોગ ક કરી શકાય પછી પછી બીજી રીત છે કે એને ફટકડી છે એ પણ પાણીને શુદ્ધ કરવામાં માટે ઉપયોગ કરવામાં આવે છે ફટકડીને પાણીમાં ફેરવી ફેરવવામાં આવે છે અને થોડા સમય માટે પાણીને મુકી રાખવામાં આવે છે જેથી કરીને પાણીનો જે બગાડ છે કચરો છે એ બધો નીચે તળીયા પર જતો રહે છે અને પછી પાણીને ગાળીને તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આવી રીતે અલગ અલગ ઉપયોગ કરી અને પાણીને શુદ્ધ કરવામાં આવે છે સિમેન્ટના ટાંકા હોય છે તો એના ફરતો ચૂનો ચૂનો લગાવામાં આવે છે અથવા તો ચૂનાની નાની થેલીમાં કાણાં પાડી અને નીચે તળીયે મૂકી દેવામાં આવે છે અને પછી એમાં પાણી ભરવામાં આવે છે તો ચૂનો છે એ ખરાબ બેક્ટેરિયાને છેને મારી નાખે છે તો જેના કારણે પાણી શુદ્ધ થઈ જાય છે જેમાં બેક્ટેરિયા ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે બેક્ટેરિયા હોય છે અને ખરાબ વસ્તુ આવી જતી હોય છે પાણીમાં તો એનાથી પાણી શુદ્ધ થઈ જાય છે તો આવી રીતે અલગ અલગ રીતે પાણીને શુદ્ધ કરવાનો કરી શકાય છે અને શુદ્ધ પાણી પીવાથી પીવાને કારણે તેમાં મિનરલ્સ જળવાઈ રહેવાના કારણે શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે અને જો શરીર તંદુરસ્ત હોય તો જ દરેક વ્યક્તિનું સ્વાસ્થ છે એ સારું રહે છે અને જીવનને ટકાવી રાખવા માટે પાણી છે એ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે માણસના શરીરમાં લગભગ સિત્તેર ટકા જેટલું પાણી હોય છે અને દરે આપણે જે ખોરાક લઈએ છીએ એ બધાને પચાવવા માટે પણ પાણીનો પાણી જરૂરી છે પાણી જો શરીરમાં પાણી ઘટી જાય તો મા દરેક વ્યક્તિની તબિયત છે એ ખરાબ થઈ શકે છે અને કોઈ પણ રીતે પાણી આપવામાં આવે છે પછી ડૉક્ટર્સ છે એ પાણીની એવિટની ગોળી આપે છે કે જેના કારણે એને શરીરનું મિનરલ્સ જળવાઈ રહે તો પાણીનો છેને દરેક વ્યક્તિએ ખૂબ વધુ ને વધુ ઉપયોગ કરવો જોઇએ જેના કારણે એની શરીર શરીરનું જે કચરો છે એ પાણીને કારણે પાણી શરીરમાં જવાથી બહાર આવે છે તો પાણી છે એનો ઉપયોગ વધારેમાં વધારે કરવો કરવો જોઈએ અને પાણીને હંમેશાં શુદ્ધ કરવું જોઈએ જો ફિલ્ટર્સ ના હોય તો આવી રીતે ઉકાળીને જે વાત કરી આગળ એ પ્રમાણે પાણીને ઉકાળવા ઉકાળી અને પછી ઠારી અને પછી તેને માટલામાં માટીના વાસણમાં ભરી લેવામાં આવે છે તો એ પાણી એકદમ નેચરલ અને શુદ્ધ પાણી ગણવામાં આવે છે અને માટીના વાસણમાં ભરી લેવાથી તેની ઠંડક જળવાઈ રહે છે અને એ ઠંડક શરીર માટે ખૂબ જ સારી હોય છે

નુસ્ખો છે કે જેના કારણે પાણી શુદ્ધ થઈ જાય છે અને પછી તેને સ્ટોર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા લોકો વરસાદનું પાણી છે એ આખા વર્ષ માટે સ્ટોર કરી રાખતા હોય છે તો એમ એના માટે છે મેં ચૂનાની વાત કઈ છે એ ટાંકામાં ચૂનો નાખી અને એને પછી આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો એટલે ચૂનાને કારણે એમાં જે પાણીના જે જીવડા હોય છે પૂરા હોય છે એવી રીતે બેક્ટેરિયાઓ હોય છે એમા થતાં નથી પાણી છે એ અમુક સમયે જો પેક જગ્યામાં ભરવામાં આવે તો એ બગડી જતું હોય છે તેમાં વાસ આવી જતી હોય છે તો એવું ના થાય તો એના માટે આવી રીતનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરીને શુદ્ધ રહે અને આખું વર્ષ તેનો ઉપયોગ થઈ શકે છે તો અમુક કોઈ એરિયા પ્રમાણે પણ પાણી છે અલગ અલગ આવતું હોય છે ક્યાંક એક દમ હાર્ડ પાણી હોય છે ક્યાંક ક્ષારવાળું પાણી હોય છે ક્યાંક ખૂબ ગંદુ પાણી હોય છે પાણીના પણ અલગ અલગ પ્રકાર છે તો અલગ અલગ પ્રકારના જે પાણીઓ છે એને એકદમ નોર્મલ કરવા માટે આવી રીતે અલગ અલગ ટ્રીકથી અલગ અલગ અલગ અલગ તેના ઉપયોગથી તેને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને પાણી છે એ ઉપયોગ થઈ શકે અને તેને સારી રીતે તેને શુદ્ધ કરીને ઉપયોગ કરી શકાય